રીયા એરલાઇનનું નામ હું તમારું નામ છું અને મેં તારીખમાંના રોજ પેરિસથી રોજ રોમ સુધીની ફ્લાઇટ બુક કરાવી છે મારી વર્તમાન બુકિંગના વિગતો નીચે મુજબ છે ટીજેસર નંબર ફ્લાઇટ નંબર તિથી હવે હું મારા મિત્રને પણ સાથે લાવવા ઇચ્છું છું કૃપા કરીને મને જણાવશો કે હું કેવી રીતે મારી બુકિંગમાં ફેરફાર કરી શકાય અને મુસાફરીની સંખ્યા વધારીને બે કરી શકું કરી શકું આ માટે મારી કોઈ વધારાની માહિતી કે દસ્તાવેજ જરૂર છે કે નહીં તે પણ જણાવશો તમારા સહયોગ માટે આભાર સાદર તમારું નામ આ રીતે જ તમે સ્પષ્ટ રીતે તમારું અનુરોધ રજૂ કરી શકો છો અને જરૂરી તમામ વિગતો પૂરી પાડશો